જૈવિક વિવિધતા અથવા બાયોડાયવર્સિટી એ એક આપણાં જીવનની વિવિધતા અને વેરાયટી વેરિયેબલ માટે રહેલી છે વિવિધતા એ દરેક જગ્યાએ એક સરખી રીતે વહેંચાયેલી નથી જ્યાં ગરમી વધારે હોય ત્યાં ગરમ વાતાવરણ રહેતું હોય છે અને જ્યાં ઝાડપાન જંગલ વગેરે વધારે હોય ત્યાં વાતાવરણ સારું રહેતું હોય છે ત્યાં આમાં ત્યાં આમાં વાતાવરણમાં પણ ફેર પડતો હોય છે જૈવિક અથવા ઓર્ગેનિક બાગાયત આપણે આપણાં ઘરના બાગ બગીચામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને માટેનું સારું રિઝલ્ટ પણ લઈ શકીએ છીએ અમે અમારા નાના ગાર્ડનમાં જૈવિક અથવા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી નાના ઘરને ઉપયોગી ફૂલ ઝાડ વગેરે ઉગાડી ઉગાડી રહ્યા છીએ